હાલો હા મારે અહીંયા અમદાવાદમાં ફરવા આવવું છે તો ફરવા માટે કઈ સારી જગ્યા અને ખાવામાં શું શું સારું મળશે તમે મને જણાવશો હા હં હં હં અને જમવામાં શું તમારા ત્યાં પ્રખ્યાત છે હં હં અને ત્યાંની કોઈ પ્રખ્યાત ડિસ કે એવું કંઈ હં હં અને અને આમ અંદાજિત ફરવામાં તમારા ખ્યાલથી કેટલો ખર્ચો થાય હા તો તમે આ મને જણાવ્યું તેના બદલ તમારો ધન્યવાદ